રામ રામ બોલો એ ભાઈ મારે છે ને બે કિલો મેંગો બે કિલો દાડમ અને બે કિલો પપૈયાં જોતાં તા પણ એકદમ ફ્રેશ હો હો મળશે

મારે એવું આજે અને આજે જોઈએ એવું નથી કાલે ચાલશે કાલે સવારના તાજા લઈ આવીને આપો તો હા પણ જો મારે ગઈ વખતે આવ્યું હતુ એમા જરાક કેરીમાં જરાક સ્વાદ બરાબર નહોતો હો અમુક એવું ન ફરિયાદ આવી જોઈએ પછી ઘરના ફરિયાદ કરે કોઈને મોકલે ફરિયાદ આવે એવું નો ચાલે હોં તો હું થોડી ખોટી વાત કરું મને ફરિયાદ આવી હોય તો જ કહુંને બાકી કહું કોઈ દિવસ હું તમારે પાંહેથી વર્ષોથી લઈએ છીએ આપણે કાયમ કોઈ દી કીધું મેં હા પણ હવે એ પાછું આવાનું ત્યાં સુધી મેળ નતો પછી તો રહેશે પણ જો આ વખતે એવી ભૂલ નહીં કરતાં હો આ વખતે એવી ભૂલ નહીં કરતા હા બસ ઈ જ તમને હું કહું કે અમે કહી હકીએ કે અલ્યા ભાઈ પાસેથી લીધા ફ્રૂટ લેવું હોય તો એની પાસે જાજો એવું અમે કહી શકીએ ને એવું રાખજો અને જો ભાવે પણ પછી વ્યાજબી લગાવજો હો તમે ને ભાવ વ્યાજબી હા પણ હવે ના ના અત્યારે તો આજ છે એ કહોને આ ત્રણ વસ્તુ જ જોઈએ છે અત્યારે તો હે હા હા આવું છે જમવા તો તમે આવી જાજો પછી હું મેંગો સરસ બનાવીશ હા ઈ સરખા પેક કરીને વ્યવસ્થિત હોં સુરત મોકલજો ફરિયાદ ન આવે એવા